મારા ગામમાં ટ્યૂબવેલ કેવી રીતે કામ કરે છે એવા પ્રશ્નના જવાબમાં હું કહી શકું કે ખાસ કરીને બોરવેલના નામે ઓળખાતો આ ટ્યુબવેલ એ જમીન વિસ્તારમાં યંત્રોના માધ્યમથી ખોલ પાડી એમાં જ્યાં પાણીની નદી જતી હોય ત્યાં પાઈપ પહોંચાડવામાં આવે છે એના ઉપરના ભાગ સુધી આવેલી પાઈપ ત્યાર પછી મોટર મારફતે પાણી ખેંચે છે અને એ પાણી અમારા ગામમાં પીવાના પાણી તરીકે અમે ઉપયોગમાં લઈએ છીએ અમારા ગામમાં બધા જ લોકો વાપરતા હોય એવા પ્રકારના પાણીના કૂવાઓ આજે ઉપલબ્ધ નથી કારણ કે બોરવેલના માધ્યમથી દરેક શેરીઓ સુધી અને પૂરેપૂરા ગામમાં પાઈપ લાઈન મારફતે જ આ ટ્યુબવેલનું પાણી બોરવેલનું પાણી જતું હોય છે